હા બોલો કોણ હા કેમ હા તો એમ નહીં પણ ઇસ્યુ શું છે ઓર સેલેરીનો પ્રોબ્લેમ છે તો કંઈ નહીં આપણે સેલેરીનું જોઈશું તમારા કામ પ્રમાણે હા પણ જુઓ ટાઈમિગ તો હવે જુઓ બધા માટે સેમ જ હોય બરાબર ટાઈમિંગમાં કોઈ ચેન્જીસ થાય એવું નથી પણ તો બી હું ટ્રાય કરીશ તમારા તમારે કંઈ ઇસ્યુ હોય તો તમે મને કહેજો કે આ ઇસ્યુ છે તમે મને લાવીને બતાવજો તો હું ટ્રાઇ કરીશ ટાઈમિંગનો કેમકે એમ નેમ તો ના થાય ને ટાઈમિંગ કેમકે બધા માટે ફિક્સ જ હોય ટાઈમ તો એમ નહીં એમ નહીં તમે ઘર શિફ્ટ કર્યું છે ને તો કંઈ વાંધો નથી આપણે તમે મને ત્યાંનો એડ્રેસ મોકલી દેજો તમે ઘર ક્યાં શિફ્ટ કર્યું છે તો હું ત્યાં પણ જોઈ લઈશ આપણે ત્યાં બ્રાન્ચ હશે તો હું તમને ત્યાં મોકલી આપીશ જોબ પર તમને એટલો બધો ઇસ્યુ હોય તો ટાઇમિંગનો હા હા તો એનો કંઈ વાંધો નથી તમે મને મોકલજો હું જોઈ આપીશ કે ત્યાં આપણે કોઇ બીજી કોઇ બ્રાન્ચ હશે નજીકમાં તો હું એ સરને વાત કરી લઈશ કે ભાઈ આ નામનો વ્યક્તિ તમારે ત્યાં આવશે અમારે ત્યાં પહેલાં જોબ કરતો હતો પણ એણે ઘર શિફ્ટ કર્યું તો ત્યાં થોડો ઇસ્યુ થયો છે એટલા માટે એ ત્યાં આવસશે અને સેલેરીનો પ્રોબ્લમ હોય તો હું એ પણ સોલ્વ કરી આપીશ તમને એમાં બંનેનું કેવું જો સેલેરીનું થઈ શકશે કેમકે એ તમારા કામ ઉપર જાય છે બરાબર એ કેમકે તમે જેવું કામ કરો એ પ્રમાણે તેમને સેલેરી મળે હા પણ ટાઇમિંગનું હું નક્કી ના કહી શકું કારણકે જુઓ ટાઈમિંગ બધા વર્કર માટે ફિક્સ હોય

હા તો કંઈ નહીં એવું હોય ને તમારે કંઈ બી ઇસ્યુ હોય ને તો તમે મારા ઓફિસે આવજો અને મને મળજો અને વાત કરજો બરાબર ઓકે